રમત ગમત રમત ગમતમાં સફળતા નિષ્ફળતાનો સામનો રમત ગમત એક એક રમત ગમતનું એક પ્રકાર જ છે કે નિષ્ફળતા અને સફળતા કે જે રમત ગમતના રમતો ખેલાડી જે છે એણે પોતાનાં જીવનમાં નિષ્ફળતા અને સફળતાનો સામનો તો કરવો જ પડે છે અને જ્યારે એ શરૂઆતમાં જ્યારે એ રમવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે તેને નિષ્ફળતાનો સામનો કરવો જ પડે છે આપણે ઉદાહરણ તરીકે આપણે સચિન તેંડુલકરનું જોઈએ કે તેમણે પોતાના સક્સેસ થવા માટે એટલા બધા એટલી બધી નિષ્ફળતાનો સામનો કર્યો છે વિરાટ કોહલીનું ઉદાહરણ જોઈએ તો કેટલી બધી નિષ્ફળતાનો સામનો કર્યો છે તો એક ખેલાડીનાં જીવનમાં નિષ્ફળતા તો હોય જ છે અને નિષ્ફળતા એ નિષ્ફળતા પરથી જ આપણને સફળતાની રાહ મળે છે કે એકવાર આપણે નિષ્ફળ થયા પછી આપણને ખબર જાણકારી મળે છે કે આપણે ક્યાં આપણી ભૂલ થાય છે અને કહેવાય છે ને કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે